તમે કેમાંથી બોલો છો કેબ મારે બુક કરાવાની હતી ઓકે તો એકચુંલી મારે છેને મારુ આખું ફેમિલી છે તે લોકો અહિયાં જૂનાગઢમાં તો ફરવા આવે છે તો મારે પંદર દિવસ માટે કેબ બુક કરાવાની છે તો શું ચાર્જિસ છે અને કઈ ગાડી છે એસી છે નોન એસી છે તમારા રેટ શું ચાલે છે ને શું શું ફેસેલીટી તમે આપો છો એકચુંલી અમારે અત્યારે ડીસાઇટ ઓકે દિવાળી ઉપર આવાના છીએ આઈ થિંગ

અને પછી પંદર દિવસ ઓકે સાત આઠ જણા છે નઇ એક મોટીનો જ વિચાર છે કારણ કે બધા સાથે ફરી સકે એમ એટલે જૂનાગઢમાં કયા કયા સ્થળ છે એનું લીસ્ટ અને પ્લસ તમે આમાં કઈ કઈ જગ્યાએ ફેરવસો અને ફેસેલેટી શું આપસો અને એવી રીતના તમે બુક કરવાનું છે

ઓકે બધા તમે લીસ્ટ તમારી હસે કે ઉઆ દેવું પડસે અને તમે વેટ તો કરસો ને બધા આવે ત્યાં લગી કે પછી ઉતાવડ ઉતાવડ ઓકે તો એક કામ કરો મને એવું હોય તો તમારા રેટ એટલા છે પર કિલોમીટર કેટલા છે એસીના નોન એસીના અને એસીના બંને અલગ અલગ હસે ને ઓકે અને એસી ઘરનું કામ કરતું હસે એ ફેસેલીટી હસેને બધી ઓકે અને બીજું એ પૂછવાનું હતું તો તમે એક કામ કરો ટાવેરામાં બધા ટાવેલ્સ ટાવેલ્સ છે એમા તો બઉ જાજા માણસો થાયે તમે ઇકો કે ઈનોવા છે એમા આઠ જણા પર્સન સમાઈ જસેને અને ટુ ચાઇલ્ડ છે ઓકે ઓકે નો પ્રોબ્લેમ સારું ચલો હું તમે મને વૉટ્સઅપ કરી દયો બધા તમારા રેટ પ્લસ કયા કયા સ્થળ છે એ બધા અને કેવી રીતે જવાનું છે ક્યાંથી સ્ટાર્ટ થસે અને ક્યાંથી એન્ડ કરસો ઇ તમ ઓકે સારું ચલો થેન્ક યૂ